હલ્લો બોલો હ સુરતથી બોલું સુરજ એટલે આપણે આરકે ગારમેન્ટ્સ

ઓકે ના સર એટલે સારું કહેવાય વિશ્વાસ રાખીને આવ્યા પર એકવાર તો હું તમને અમારી શોપ પરથી તમને એટલી તો ખાતરી મળી જાય કે કલર નહીં જાય અને જો જતો હોય તો એવું કંઈ નહીં આપણા પાસે એ બી ઓફર છે કે તમે આવીને તમે રિપ્લેસ કરાવી શકો તો તમે બતાવો મેં તમને ડાયરેક્ટ નવા ફ્રોક બી આપી દે આપણા ત્યાં એવું કંઈ નથી આપણા ફ્રોક ફ્લેક્સિબલ છીએ કે જેથી આપણા કસ્ટમર આપણા હાથે બંધાયેલા રહે બસ એ જ એમ

ઓકે

અને બજેટ શું છે એનું તમારું સાડી માટે કે દરેક માટે ઓકે હ માલ સારો મળે છે એની એની એની ચોક્કસ ગેરંટી તમને પર હું એમ કેમ કે આ કાપડ વિશે જરાક તમે અમને કઈ દ્યો તો સારું પડશે કઈ રીતનું કાપડ કેવું મટીરીયલ ક્વોલિટી તો સારી જ મળશે નહીં નહીં એમાં વાંધો નહીં આવે સર જરા પણ વાંધો નહીં આવે નહીં નહીં કંઈ નહીં એ બી સુવિધા છે આપણા પાસે આપણે એ બી સામાન પહોંચાડી આપીશું એનું ટેન્શન નહીં પણ તમારે એવું છે કે તમારે અમુક પર્ટિક્યુલર જે તમારી નજીકનો એરિયા હોય ને ત્યાં જઈને તમારે કલેક્ટ કરવાનું રહેશે બસ એટલું એમ તમે ખાલી હવે તમારું હ એ તો જે આપણો જે ફિક્સ ભાવ છે તે જ નહીં એક્સ્ટ્રા હિડન ચાર્જીસ એવા નથી આપણે તે છતાં અમે તમને બિલમાં આપી દઈશું તમને ઓકે હા એક કામ કરજોને તમે મને તમારો ઓર્ડર લખાવી દો આ મારો વ્હોટ્સએપ નંબર છે આ જ છે ઓર્ડર મોકલી આપો એટલે હું તમને અ પરફેક્ટ ક્વોટેશન કાઢીને આપી દઉં ને તમે કલરને બધું ચૂઝ કરીને કઈ દેજો આપણે આગળ વાત કરી લઈએ બરાબર ઓકે ઓકે વાંધો નહીં મેસેજ કરી દો વ્હોટ્સએપ નંબર આ જ છે ચાલો